મને લાગે છે કે મૃત્યુનાં મુખ્ય કારણો હોઈ શકે કે સેવાઓની ઉપલબ્ધતા ઓછી હોય જીવનશૈલી ઓછી હોય કાં તો સાવચેતીનો અભાવ હોય પોષણની કમી હોય અને અનિવાર્ય રોગો જેવાં પરિબળો પર આધાર પર રાખે છે એ રોગો સામાન્ય રીતે કારણે થાય છે તેમાં હૃદય રોગ હોય કાં તો શ્વાસ રોગ હોય અથવા અસ્થમા હોય કાં પછી મલેરિયા હોય અને અન્ય ગંભીર બીમારીઓ પણ સમાવેશ લે છે બાળમરણ તો દર ખૂબ જ ગંભીર સમસ્યા છે અને તેમાં પોષણની કમી યોગ્ય આરોગ્ય સેવાઓ ન મેળવી અને માતૃત્વની કળામાં સાવધાની ન રાખવી જેવાં કારણો હોય છે નાના બાળકો માટે રસીઓ સરકાર દ્વારા આપવામાં આવે છે જેમ કે બીસીજી છે ડીપીટી અને ઓપીવી છે હેપેટિટિસ બી છે હિપ છે અને મીસલ્સ છે આ બધાને મહત્વપૂર્ણ રસીઓનો સમાવેશ છે અને સરકાર બાળકો માટે ઘણા કાર્યક્રમો ચલાવે છે જેમાં આંગણવાડી સેવામાં તંદુરસ્ત પોષણ અને શિક્ષણ બંને જ આપવામાં આવે છે બીજી સરકારી યોજનાઓ ઇન્દ્રધનુષવાળું મિશન પણ છે આ રીતે